હું મારા વિસ્તારના મુકેશ પટેલ ભાઈની વાત કરું છું કે એ એવા વ્યક્તિ હતા કે એમને પોતાના જીવનકાળ દરમિયાન બહુ સારાં એવાં કામ કર્યાં છે અને એવો અમારા ગામ ઉપર પણ સારી અસર થઈ છે મતલબ કે એ અમને ઘણી રીતે મદદ કરતા હતા ધારો કે કોઈ કામ હોય તો બધા વ્યક્તિઓ સરપંચ કરતાં એની સલાહ વધારે માનતા હતા અને એ સારી સલાહ આપતા હતા અને એમનું કહેલું પણ બધા લોકો કરતા હતા અને અમારા વિસ્તારમાં એમનું શાસન ઘણા વર્ષો સુધી રહ્યું છે અને હું તો એવું જ કહુ છું કે એમનું શાસન અમારા જે ગામડા વિસ્તાર છે એની ઉપર હોવું જ જોઈએ કારણ કે એમનું જે કામ કરવાની જે રીતો છે જે અમારા ગામના જે વ્યક્તિઓ છે એને ઘણી રીતે ઉપયોગી કરે છે ગામના કોઈ ગરીબ વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય